મારે મારા પરિવાર સાથે પિકનિક પર જવું હોય તો હું કોઈ એવાં ધાર્મિક સ્થળ કે કંઈ પ્રકૃતિને લાગતાં કે સ્થળ હોય ને એવાં સ્થળ પસંદ કરું જેમ કે આપણે જોઈએ ધાર્મિક સ્થળોમાં તો અંબાજી છે પાટણ છે દ્વારકા છે સોમનાથ છે એવાં બધાં સ્થળ પસંદ કરું અને મારે મારાં મિત્રો સાથે કોઇ સ્થળ પસંદ કરવાનાં હોય તો દરિયા કિનારો છે જેમ કે દ્વારકા દીવ સોમનાથ કે જ્યાં આપણને મિત્રો સાથે ખૂબ મજા આવે અને પરિવાર સાથે પણ મજા આવે હા એવું છે કે જેમ કે આપણે જોઈએ તો કોઈ પ્રકૃતિને લગતાં હોય સૌંદર્ય માણવાનું એવી ઈચ્છા હોય તો પછી આપણે જઈએ હિલ સ્ટેસન ઉપર જઈએ જેમ કે સાપુતારા છે મહાબળેશ્વર છે મહાબળેશ્વર ને એ બધાં એવાં સ્થળ છે કે જ્યાં આપણને ખૂબ મજા આવે ત્યાં આપણને મનોરંજન મળી રહે ત્યાં આપણને સાથે સાથે પ્રકૃતિ પણ જોવા મળે સાથે સાથે કોઈ એવું હિલ સ્ટેસન છે તે ત્યાં ઠંડીનો ને કોઈ એવી આપણે ઋતુમાં જઈએ જેમ કે શિયાળામાં જઈએ તો ત્યાં ખૂબ મજા આવે કારણ કે એક તો હિલ સ્ટેસન અને સાથે સાથે શિયાળો બધી ઋતુનું બહું મજા આવે એવું છે અને મારાં મિત્રો સાથે પિકનિક પર જવાનું થાય તો કોઈ એવું જોઈએ જેમ કે આપણે કોઈ એવું પાસે સ્થળ હોય જેમ કે મોલ છે ગાર્ડંન છે ત્યાં લોકો જઈએ પછી બધાં સાથે નાસ્તો કરીએ પછી કોઈ મનોરંજન મેળવવાનું હોય તો એવું છે કે મનોરંજન માટે કોઈ મોલમાં જઈએ શોપિંગ કરીએ પછી કોઈ નાટક જોવાં જઈએ સાથે કોઈ ડાન્સ પાર્ટીમાં જઈએ પછી કોઈ એવી રીતે કોઈ એવું સ્થળ પસંદ કરીએ કે જયાં આપણને સાથે સાથે ખૂબ મજા કરીએ મિત્રો સાથે મળીને અને જેમ કે આપણે જોવું હોય કે ત્યાં જવાનું પસંદ કઈ રીતે આવશે તો કે અમે લોકો જો ઝાઝા બધાં હોય તો કોઈ મીની બસ કરીએ કોઈ એવી ટુરિઝમ બસ કરીએ એ રીતે કરીએ અને જો કોઈ થોડાક એવાં હોય નાનું એવું ગ્રુપ જતું હોય તો પછી બાઈક ગાડી અથવા બાય કાર અથવા બાય બાઈક જઈ શકીએ એ રીતે પણ ખૂબ મજા આવે ને તમે ત્યાં અમે લોકો ત્યાં અમારો મુકત સમય માણવો હોય તો અમે લોકો ત્યાં ખૂબ બધી ઝાઝી બધી એવી ગેમ્સ રમીએ જેમ કે આપણે પાસિંગ ધ પિલ્લો પછી મ્યુઝિકલ ચેર છે પછી હાઇડ એન સિક છે પછી કોઈ મિત્રો સાથે ગયાં હોય એટલે પછી એકબીજા સાથે મસ્તી કરીએ અને દરિયા કિનારે પણ જઈએ ખૂબ મજા કરીએ અને સાથે સાથે આપણે જોઈએ તો કે અમારા પરિવાર સાથે પણ પિકનિક ઉપર જઈએ તો એક તો સાથે સાથે બેસીએ આખી આખી રાતોભર વાતો કરીએ બધાં ને સાથે સાથે એક બીજાનું મનોરંજન પણ કરતાં જઈએ અને બહું મજા જ કરીએ એ રીતે જઈએ તો પણ બહું મજા આવે સાથે સાથે અને આપણે જોઈએ તો એક તો વાત છે કે પરિવાર સાથે ગયાં હોય કોઈ મુક્તનો સમય માણવા એટલે કે આપણે કોઈ રજા હોય જેમ કે દિવાળીનું વેકેશન હોય ઉનાળાનું વેકેશન હોય તેમાં આપણી પાસે છુટ્ટીઓ પણ લાંબી હોય તો જેમ કે અમે લોકો એક વાર અમે લોકો ફેમેલી સાથે મહાબળેશ્વરને એ સાઇડ પિકનિક ઉપર ગયાં હતાં તો અમે લોકો બધાં ઝાઝા બધા ગયાં હતાં પંદરથી વીસ જણા ગયાં હતાં તો અમે લોકો ખૂબ ત્યાં ફર્યા બધાં ને સાથે સાથે અમે લોકો ત્યાં સાત સાત દિવસ માટે રહ્યાં હતાં મહાબળેશ્વર તો ત્યાં હોટલમાં ને એવી રીતે બહું ગેમ્સ રમ્યાં સાથે સાથે અમે લોકો એટલાં ભાઈ બહેન ને બધાં થઈ ગયાં તો એવું જાણે આમ તમે લોકો જુઓને તો એક આમ મજા જ આવ્યે રાખતી હતી કે આમ આપણને મૂકવાનું જ મન નહોતું થતું અને સાથે સાથે અમે લોકો સ્ટ્રીટ શોપિંગમાં નીકળી જઈએ એવી રીતે ગયાં હોય કોઈ એવું સ્થળ પસંદ કરી લીધું તો સ્ટ્રીટ શોપિંગમાં જઈએ પછી ત્યાંની કોઈ એવું આપણે જોઈએ તો જમવા માટે કોઈ એવું સ્થળ રેસ્ટોરન્ટ એવું જોઇએ કે જ્યાં સાથે સાથે જમવાની પણ બહું મજા આવે અને અને કોઈ મિત્રો સાથે પિકનિક પર ગયાં હોય તો સાથે જમવાનું લઈને જઈએ એકબીજાનાં ઘરેથી પછી કોઈ બહાર જમીએ કોઈ એ રીતે કરીએ અને પછી એવું હોય કે બહું જ આપણને મજા છે તો ત્યાં અમે લોકો હજી એક એવું છે કે મેં મારું મનોરંજન કરવાં માટે ખુદ પોતાનું જ મનોરંજન કરવાં માટે અમે લોકો એકબીજાની મિમિક્રી કરી શકીએ પછી આપણે કાર્ડઝ વાળી ગેમ રમી શકીએ પછી સાપ સીડી લુડો એ રીતની બધી ગેમ્સ પણ રમી શકીએ એટલે આવી રીતે અમે લોકો મારાં મિત્રો સાથે કે પરિવાર સાથે ગયાં હોય તો પિકનિક પર સમય પસાર કરીએ અને અમારું મનોરંજન પણ મેળવીએ